ગુજરાતમાં પરંપરાગત પારિવારિક અને જાતિ ભૂમિકા વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પુરુષો જે કામ કરતાં હોય તે પુરુષો જ કરે છે અને સ્ત્રીઓ જે કામ કરતી હોય તે સ્ત્રીઓ એ કામ કરે છે તેવું પારિવારિક રીતે ગોઠવણ કરવામાં આવી હતી તો જેમ જેમ સમય ગયો તેમ તેમ આમાં વિકાસ થતો રહ્યો અને આજે ગુજરાતની અંદર ઘણા બધા એવા કામ છે કે જે પુરુષો તો કરે જ છે અને સ્ત્રીઓ બિ કરે છે સ્ત્રી પુરુષની સમોવડી બની છે પૈતૃ સત્તા બાબતે વાત કરીએ તો દરેક ઘરની અંદર કોઈપણ પ્રકારનું ડિસિજન લેવાનું હોય તો ઘરના મોભી પુરુષને પૂછવામાં આવતું અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવતો પરતું ધીમે ધીમે જેમ સમય જતો રહ્યો ત્યારે અત્યારના બાળકો જેમ જેમ મોટા થાય છે તો માતા અને પિતા બંનેને નિર્ણય લેવામાં સમાન મહત્વ આપે છે અને એ તે એના લીધે ઘણી બધી જાતિ સમાનતા આવી છે પહેલાં આપણે એવું વિચારતા હતા કે અગર બસનું ડ્રાઇવિંગ કરવું હોય તો એ પુરુષ જ કરી શકે પરંતુ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ એવું લાગી રહ્યું છે કે ભાઈ બસનું ડ્રાઇવિંગ કરવા માટે સ્ત્રી બિ કરી શકે છે આજે ગુજરાતની અંદર એક એવી કંપની છે જે અજંટા કરીને છે ત્યાં બસ ડ્રાઇવિંગ ટોટલી લેડિસ સ્ટાફ કરે છે